ગુજરાતમાં ઘણાં બધા ધાર્મિક દંથ ગ્રંથો અને શાસ્ત્રોનું પાલન કરવામાં આવે છે જેવા છે વેદો છે કુરાન શરીફ છે બાઇબલ છે ત્રિપિટક છે તે ગુજરાતમાં દરેક ધર્મના લોકો રહેતા હોય છે તેમાં હિંદુ લોકો વેદોનો પુરાણ કરતા હોય છે મુસ્લિમ લોકો કુરાન શરીફની તિલાવત કરતા હોય છે બાઇબલ લો ક્રિશ્ચન લોકો બાઇબલ પઢતા હોય છે એમ કરીને ઘણા બધા લોકો કરતા હોય છે